હેલો હેલો ઇન્દુભાઈ હા ડૉક્ટર સાહેબ તમે જાતે જ બોલો સાહેબ અચ્છા એટલે મારે શારિરીક તકલીફ છે મારા દાંતમાં જે દાઢો ઘણા વખતથી દુઃખે છે તો તમને બતાવવા આવવું છે તો શું કરું દાઢ બહુ દુઃખે છે અને બીજું મારા મોઢામાં એકદમ ચિકાશ જેવું થઈ જાય છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી છે હા મીઠાના પા પાણીના કોગળા પાણીના કોગળા કરતો હતો મને એમ કે મટી જશે પણ ના મટ્યું એટલે તમારા કોન્ટેક આવ્યો એવું છે તમે કહો ને પણ આઇસક્રીમ ને એ બધું વધારે ખવાય છે ગરમ ચા પાણી

બરાબર

ના હોં સાહેબ એવું થયું એવું થશે હા સાચી વાત

બીજું બીજું સાહેબ મારે એક પ્રોબલેમ છે મોઢું બહુ ખૂલતું નથી કારણ કે મને ગુટકાની આદત છે તો હવે એમાં શું કરું

ઓકે ઓકે

હમ્મ સાચી વાત

બરાબર છે સાહેબ તમારો ટાઈમ આપો કે કેટલા વાગ્યે ક્યારે આવું

અચ્છા

રાઈટ સોમથી શનિમાં ગમે ત્યારે ચાલે કે ક્યારે ફિક્સ ડે છે ખરી

ઓકે થેન્ક યૂ વેરી મચ હા જી થેન્ક યૂ

ઓકે હાજી હા તો મા મારો વ્હોટસપ નંબર આ છે વ્હોટસપ પર મોકલી દેજો સાહેબ તો હું મંગાવી લઈશ ઓકે થેન્ક યૂ સર તકલીફ માફ કરજો આભાર આભાર